હેલો નમસ્તે હું શ્યામલ સોનૈયા બોલું છું અને હું રાજનગર ચોક ઝવેરચંદ મેઘાણી ટાવર રાજકોટથી બોલું છું હું આપને જાણ કરવા માટે ફોન કરી રહ્યો છું કે આજે આપની કંપનીએ અમારા વિસ્તારમાંથી કચરો ઉપાડવાનો હતો પરંતુ અત્યાર સુધી આ સેવા પ્રાપ્ત થયેલી નથી કચરાની જાણકારી આપતા મેં તારીખ ચૌદ સપ્ટેમ્બરના રોજ યોગ્ય રીતે કચરો કાઢી દીધો હતો અને આપની સર્વિસનો નિર્ધારીત સમય વીતી ગયો હતો છતાં કચરાનો ઉપાડ માટે કોઈ પણ ડ્રાઇવર નથી આવ્યા આ મુદ્દા વિશે અમે અત્યંત નિરાશ અને ખોટા અનુભવવાનો અનુભવ કરી રહ્યા છીએ કૃપા કરીને તાત્કાલિક રીતે અમારી કચરાને ઉપાડવા માટે ની અરજી સ્વીકારશો અને તમારા કર્મચારીને મોકલશો અમે આશા રાખીએ છીએ કે આ સમસ્યાનું ત્વરિત સમાધાન થશે અને આપના દરજ્જા મુજબ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે મારું સરનામું ફરીથી જણાવી દઉં રાજનગર ચોક ઝવેરચંદ મેઘાણી ટાવર રાજકોટ કૃપા કરીને આ મુદ્દાને ગંભીરતાથી લેજો અને ઝડપથી સોલ કરવાની અમે વિનંતી કરીએ છીએ મારો સંપર્ક નંબર નવ આઠ નવ આઠ શૂન્ય એક સાત શૂન્ય એક સાત છે જો આપને વધુ માહિતીની જરુર હોય તો આપ મને સંપર્ક કરી શકો છો આભાર